હા બોલીએ કૃષિમાંથી બોલું છુ

હં હા બે હજાર પચીસમાં આપણે કૃષિ મોહોત્સવનું આયોજન ગાંધીનગર ગાંધીનગરમાં રાખેલું છે

ખુકુ આ કૃષિ મોહોત્સવમાં તમારે શું છે નવી નવી આધુનિક આધુનિક જે ઓજારો છે ટ્રેક્ટરો છે બિયારણો છે એ બધાની માહિતી મળશે ને ત્યાં દેશની અને વિદેશોથી અલગ અલગ કંપનીઓ આવશે નવી નવી ટેકનોલોજીઓ જે વિકસ વિકાસ થઈ છે ખેતી માટે એનું ટોટલી માર્ગદર્શન આપવામાં આવે છે તેને તમે ક્યાંથી ખરીદી શકો કેવી રીતે ખરીદી શકો એની માહિતી આપવામાં આવશે અને તેના માટે તમારે ત્યાં જઈને આ ખેતી લક્ષ્યાંક ઓર્ગોનિક ખેતી કઈ રીતે કરવી એની માહિતી આપવામાં આવશે પ્રોપર આપણા દેશની સિત્તેર જેવી કંપનીઓ અને વિદેશોથી પાંચ કંપનીઓ આવવાની છે

હા હા ચોક્કસ ચોક્કસ ખેતીલક્ષી તમે તમે બહારે જો નિકાસ કરવો હોય તો તેની પણ માહિતી આપી શકે છે ને એમ બધું થાય છે બીજું તમે ખેતી વિશે જે માલ પસંદ કરો તેનો વિદેશમાં પણ તમારે નિકાસ કરી શકો છો ત્યાં બધા ઓફિસરોને ત્યાં ટીમ તૈનાત હોય છે તો તેની માહિતી મળશે હા હા હા

હા ઓકે ઓકે ઓકે ઓકે મળીએ ચાલો